હા મારા ગામની શાળામાં સારા શૌચાલય પીવાનું પાણી પુસ્તકો પાટલીઓ અને ભોજનોનો અપાય છે પણ એની અંદર ઘણા બધા સુધારાની જરૂર છે જેમ કે સારા શૌચાલય બની ગયું છે પણ એને દરરોજ સાફ સ્વચ્છ રાખવાની જરૂર છે પીવાનું પાણી માટે વ્યવસ્થા છે પણ ક્યારેક અંદર ગંદુ પાણી અથવા માટીના આવી આવતી હોય છે તો એને પણ સ્વચ્છ કરાવવાની જરૂર હોય છે પુસ્તકો અપાય છે પણ પુસ્તકોની સૌથી સાથે નોટ બુક પણ અપાય તો વાલીઓને ખર્ચા થોડા ઓછા થાય છે પાટલીઓ પણ હવે ઘણા બધા વાસણો વર્ષો જૂની હોય તો એ એક એ ક્યારેય તૂટેલી હોય છે ને બધા પણ બધ